હલો હું આજે બહાર જઈ રહ્યો છું અને એટલા માટે મારે મારા ગેસ સિલિન્ડરનું બુકીંગ રદ કરાવવાનું છે તમે કહ્યું હતું કે આજે સવારમાં તમે ગેસની ડિલિવરી કરશો પરંતુ મારે અરજન્ટ જ બહાર જવાનું થયું તેથી મારે તે બુકીંગ રદ કરાવવું પડશે કૃપયા શું તમે તેને શું રદ કરી શકશો મારો ગેસનો આઈડી નંબર છે પાંચ છ સાત આઠ એક બે ત્રણ ચાર એલ પી જી અને આ ગેસ ડિલિવરીની સ્લોટ મને પછીના કોઈ દિવસે જયારે હું કહું ત્યારે મોકલવા માટે વિનંતી છે શું એ પુષ્ટિ કરી શકું છું કે મારુ બુકિંગ ખરેખર રદ થયું છે કેમકે આજે હું ઘરે નથી અને મારા ઘર પર તાળું હોવાથી એની ડિલિવરી થઈ શકશે નહીં